હું છે ને પાર્ટ ડે જીઆઈડીસીમાં વર્ક કરું છું તો હમણાં રક્ષાબંધનથી લઈને એ પંદરમી ઓગસ્ટથી લઈને રક્ષાબંધન સુધીની જે ચાર દિવસની રજા આવી હતી તો તેમાં મેં પ્લાન બનાવ્યો કે ચાર્લી મૂવી જોવા જઈએ એમ મારા ફ્રેન્ડ લોકોને કીધું ગુજરાતી મૂવી હતી તો તે જોવા માટે પ્લાન બનાવેલો હતો પછી અચાનક સરનો ફોન આવી ગયેલો તો

અચાનક સરનો ફોન આવી ગયો કે ભાઈ હવે પેલા રક્ષાબંધનને એમ કરીને મજૂર લોકો બી નોકરી પર નથી આવ્યા તો તમારે આવવું પડશે બે ચાર બે ચાર જણની અરજન્ટ જરૂર પડી છે તો તેમાં મને કોલ આવ્યો મારી બહુ ઈચ્છા હતી મૂવી જોવાની કેમકે એમાં ગુજરાતી મને ગુજરાતી મૂવી જોવાનું જ ગમે ને મેં ગુજરાતી મૂવીની જ ટિકિટ કરાવેલી હતી ને એમાં બી પાછા બોલિવૂડના સ્ટાર અમિતા બચ્ચન આવેલા હતા એટલે મને મૂવી જોવાની બહુ ઈચ્છા હતી ને મેં એના માટે જ ટિકિટ નોંધાવી હતી પણ અચાનક સરનો કોલ આવી ગયો તો તે બાબતે મારે હવે રસીદ ટિકિટ રદ કરવાની વિનંતી છે